અમારા ખાનપાનમાં સૌથી વધારે દાળભાત અને રોટલી શાક છે અમે દરરોજ લીલા શાકભાજી ખાવાનો ખાવા માટે જોર આપીએ છે રોટલીમાં રાગીનો ઉપયોગ કરીએ છે ખાંડ કરતાં ગળપણ માટે અમે ગોળનો ઉપયોગ કરીએ છે દરરોજ ચા પીવાની આદત છે તેથી થોડા પ્રમાણમાં ખાંડનો ઉપયોગ થાય છે પણ દાળ શાકમાં મસાલાનો ઉપયોગ ખૂબ જ ઓછો રાખીએ છે તેલના વપરાશ માટે પણ નિયંત્રણ રાખીએ છે